મહેસાણા જિલ્લામાં પૂજા અને આદર માટે તેમજ આત્મીયતા અને ધાર્મિક મહત્વના સ્થળોમાં લોકોમાં એકત્ર આવે છે જો મહેસાણા જિલ્લામાં પૂજા માટે મહત્ત્વના સ્થળોની કેટલીક એવી વિશેષ જાણકારી મળે છે જેમ કે મોઢેરા સૂર્ય મંદિર મોઢેરાનું સૂર્યમંદિર એમ પ્રમુખ હિન્દુનું મંદિર છે જે સૂર્યદેવને સમર્પિત છે જો જોવા જઈએ તો આ સૂર્યમંદિરમાં આકૃતિ અને વિશેષ પ્રતિષ્ઠા માટે તે જાણીતું છે તેમજ આ સ્થળ પૂજા અને આત્મીયતા માટે પણ મહત્ત્વનું છે બહુચર માતાનું મંદિર આ બહુચર માતાના મંદિરમાં તે બહુચર માતાને સમર્પિત એક મંદિર છે અને આપણો આદર તેમજ પૂજા કરવાની જગ્યા પણ છે અંબાજી મંદિર અંબાજી મંદિર એ પ્રમુખ હિન્દુ તીર્થ સ્થળ છે અને તે અંબાજી દેવીને સમર્પિત છે આ સ્થળ પર્યટકો માટે અને તેમજ વિવિધ ભાગો માટે જાણીતું છે તેમજ જો તહેવારોની વાત કરીએ તો હાલમાં ગુજરાતમાં સૌથી લોકપ્રિય તહેવાર એવો નવરાત્રિ ચાલી રહેલો જોવા મળે છે આ નવરાત્રિનો તહેવાર એ અંબાજી માતાને સમર્પિત છે તેમજ લોકો આ તહેવારમાં ઉપાસના કરે છે મા અંબાની ઉપાસના કરીને કેટલાક લોકો ઉપવાસ પણ કરતા જોવા મળે છે અને સારી રીતે આ આનંદનો ઉત્સવ માણતા જોવા મળે છે તેમજ તેના પછી દશેરાના દિવસે રાવણ દહંત હોતું જોવા મળે છે જેમાં લોકો ફાફડા જલેબી ખાઈને આ તહેવાર ઉજવતા જોવા મળે છે તેના પછી જોવા જઈએ તો મકર સંક્રાંતિ મકર સંક્રાંતિના ઉ તેહવારમાં લોકો પતંગ ચગાવીને આ તહેવારનો અનેરો આનંદ લેતા હો છે તેમજ ઊંધિયું ખાતા હોય છે અને એના પછી જો આપણે હોળીના તહેવારની વાત કરીએ તો હોળીમાં હોળકા દહન થાય છે જેમાં હોળકા માતાની આજુબાજુ લોકો ફેરા ફરીને આ તહેવાર ઉજવતા હોય છે